આપણા વિસ્તારની અંદર ઘણા અલગ અલગ સંસ્કૃતિના લોકો વસતા હોય છે માટે જે ઘણા લોકોની સંસ્કૃતિ અલગ હોય છે અને એ અલગ હોવાથી આપણે એ આપણે એમની હાથે કેવી રીતે ચાલવું અને કેવી રીતે સમજુતી કરવી એ આપણી અંદર આપણી આવડત હોવી જોઈએ આપણે જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અંદર જે આપણે નવરાત્રીના તહેવારો આવતા હોય છે નવરાત્રીના તહેવારોની અંદર માતાજીના જે ઉપાસકો હોય છે જે માતાજીની ઉપવાસ કરે છે અને નિવેદ ધરાવે છે તે નિવેદ ધરાવી અને પછી જે વિજય દસમી આવવાથી લોકો હર્ષ ઉલાસથી ઉજવે છે અને માતાજીના માતાજીના નોરતાની અંદર જે ગરબા ગાવાના આવે છે તો એ ગરબા માટેનું જે એ આખા ભારત દેશની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર જોવામાં આવે છે અને જે ઘણા લોકો બીજા બીજે સંસ્કૃતિના લોકો હોય છે તે એ લોકોનો પહેરવેશ પણ અલગ હોય છે અને એ લોકો જે ખાવા પીવાનું એ ખોરાક લેવાનું પણ એ અલગ અલગ હોય છે અને એમના તહેવારો પણ અલગ હોય છે હું ખાવા અને ખાવા પીવા માટે બધુ જે દરેક અલગ સંસ્કૃતિના લોકો હોય છે તે ખાવા પીવાનું પણ અલગ હોય છે પછી એ લોકોનો પહેરવેશ પણ અલગ હોય સે પસી એ લોકો બોલી ચાલીની અંદર પણ ભાષાની અંદર પણ થોડો ઘણો ફેરફાર હોય છે જે ગામડાની અંદર વસતા હોય છે એ લોકો તો મોટા ભાગે એક એક બીજા હાથે મેળ ખાય એ રીતે બોલતા હોય છે પણ જે બહાર સિટીની અંદર કે બહાર જતા હોય એ લોકોની અંદર બહુ ચેન્જિંગ આવતું નથી બોલો